છોડ ઉગાડવા માટે મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં કાળી માટીનો ઉપયોગ થાય છે અને ખાતરમાં છાણિયું ખાતર અ જે કુદરતી રીતે બને છે તેનો ઉપયોગ વધુ પ્રમાણે કરવામાં આવે છે એ સિવાય યુરિયા આનો ઉપયોગ થાય છે અને છોડને જરૂરિયાત અનુસાર ખાતર પાણી વગેરે આપી અને જેનો ઉછેર કરવામાં આવે છે આ અલગ અલગ છોડવાઓ ઓના બાગ બગીચાઓ પણ અ વિકાસ થયો છે અને અ કૃત્રિમ રીતે પણ અત્યારે છોડના વિકાસ કરવામાં આવી રહ્યા છે